ચિત્ર દોરતી વખતે લોકો ઘણી સામાન્ય ભૂલો કરતા હોય છે જેવી કે રેખાઓ દોરવી વિવિધ ભાતો દોરવી રેખા ક્યાં ત્રાંસી લેવી કે ક્યાં ઉભી લેવી અને ક્યાં સર્પાકાર લેવી તે ખ્યાલ હોતો નથી રેખઓ ઉપર કામ કરીને તેને જાણી લેવી જોઈએ માહિતી એકત્ર કરવી વિવિધ ચિત્રોના પુસ્તકોમાંથી શીખવું જોઈએ અને અલગ અલગ ભાતોમાં તેને દોરવાના પ્રયત્નો કરવા જોઈએ જેટલા વધુ પ્રયત્નો કરવામાં આવે તેમ તેમ ભૂલો ઓછી થતી જાય છે ચિત્રકળા એ ઘણી બધી કળાઓ પૈકી એક મહત્ત્વની કળા છે જેમાં પૂરતાં પ્રમાણમા રંગનો કઈ રીતે ઉપયોગ કરવો તે શીખવું એક કલાકાર માટે ખૂબ જ આવશ્યક કૌશલ્ય છે જેમકે કોઈ છોકરીનું ચિત્ર દોરવું છે તો તે દોરવાની ઘણી બધી રીતો છે જેવી કે પેન્સિલની છાપ દ્વારા કે રંગોથી ચિત્ર દોરી શકાય છે જે એક કલાકારે શીખવું ખૂબ જ જરૂરી છે